ચૂંટણીમાં ચૂંટાયા પછી જે કોઈ પાર્ટી ચૂંટાઈને આવે છે તે કામ કેટલું કરે છે એ અગત્યનું છે એનામાં દેશભક્તિ કેટલી છે એ જોવાનું છે ચૂંટાયેલા માણસો કામ કરે એવા હોય જ છે પણ એને આગળ વધવા દે કે વિરોધ કરે એવો વિરોધપક્ષ પાછો દેશહિતમાં કામ કરતો નથી ચૂંટણીના પરિણામો લાવવામાં હજી પૂરી લોક જાગૃતિ નથી કેટલાંક લોકો એવાને મત આપે છે કે જે કામ કરતા નથી હોતા